હલો હા હું રોમીસા બોલું આપ કોન હા બોલો બોલો આ અમારા બાજુવાળા બાજુવાળા સરોજ બેન

હા હા

હા હા હા હા

સારું સારું એમાં હા હા એ દીવાલ આપડે જોડે કરીતી ને તે જોડે છે ને આપડે વરસાદ કઈ પડે કા તો તડકો આવે એના માટે આપડે છે ને જોડે જોડે સેડ બી નખાઈ દઈસુ એટલે છે ને આપડે કોઈ તકલીફ ના પડે એમ વરસાદનું પાણી અંદર ના આવે ને એના માટે આપડે થોડુંક એ પણ તપાસ કરીને બેઉ જોડે જ કરાઈ દઈસુ એવું કરીશ

હા હા એ હા હા એ આપડે બે ત્રણ જણને બતાઈ મિસ્ત્રી કે એવું કોઈક આવે ને એને બતાઈ ને આપડે ખર્ચો પૂછીને આપડે કરાઈ દઈએ બે જણને પૂછશું કે આપણને પોસાય એ રીતે કરાઈ દઈશું આપડે હા હા હા